અત્યારે લોકો મોર્ડન ટેકનોલોજીના કારણે પોતાનો ધ્યાન ફોન લેપટોપ ટીવી વગેરેમાં બગાડે છે જ્યારે હું નાનો હતો ત્યારે અમે લોકો ત્યારે ફોનની સુવિધા ની હતી તો અમે લોકો બધાં ભાઈબંધો ભેગા મળીને ટાઈમપાસ કરવા માટે અલગ અલગ રમતો રમતા જેમ કે લખોટી છે પૈન્ડુ ફરાવું છપો રમવો પકડમ પકડાઈ રમવી સતોડીયો રમવો આમલી પીપરી સાયકલિંગ કરવું નદીએ નહાવા જતા અને જંગલોમાં ફરતા ઝાડો પર લટકતા લટકતા દોડની હરીફાઈ કરતા પથ્થર ફેકતા નદીમાં અને ખેતરોમાં ફરતા અને જેમ ફળોની સિઝન હોય તેમ ફળો પાડવા જતા જંગલમાં ફરતા વગેરે વગેરે રમતો અમે લોકો રમતા અત્યારે અત્યારે એવું થયું છે કે જેમ મોર્ડન ટેકનોલોજી આવી ગઈ છે તેમ બધાં ફોનમાં ગેમ ગેમ્સ રમે ટાઇમપાસ કરે મુવી જોએ એટલે જે પહેલાનો સમય હતો તે હવે લોકો સમય એ નઈ કરી શકતા માટે લોકો ફોનમાં જોઈ એ કરીને પોતાનું બાળપણ ભૂલતા જાય છે ભૂલતા જાય છે માટે એ લોકોને અલગ અલગ બીમારીઓ થાય છે જેમ કે ગામડાઓમાં અલગ અલગ ફોન નઈ હતા ત્યારે અલગ અલગ રમતો રમતા હતા અને લોકો સ્વસ્થ રહેતા હતા અત્યારે ચોવીસ કલાક ફોનમાં જોઈ જોઈને આંખો આવે વગેરે આંખોની બીમારી થાય એ અલગ અલગ બીમારીઓ થાય અને તેઓ બીમાર પડે છે માટે આપણે પરંપરાગત રમતો જાળવી રાખવી જોઈએ જેથી તંદુરસ્ત રહેવાય અને પ્રેરણા મળે અને બીમારી ન થાય